આ કપડા ખુબજ સારા છે તેમજ તેનું હું રેટિંગ દસમાંથી નવ આપીશ તેમજ દુકાનદારનો વ્યવહાર અને તેની બોલચાલ પણ બહુ બહુ જ સારી હતી તેમજ ત્યાંના વેચાણ કરનારા અન્ય અન્ય લોકોની રીત પણ બહુ જ સારી હતી તેમજ આ કપડાની ગુણવત્તા પણ ખૂબ જ સારી છે આ કપડા ખૂબ લાંબા સમય સુધી ટકાઉ છે તેમજ ત્યાં ખૂબ જ સસ્તા અને સારા ભાવમાં કપડા મળ્યા છે તેમજ આ કપડા ખૂબ જ સારા સરસ અને કલર પણ સારો છે અને બંને કપડા ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને ખૂબ મેચિંગ થઈ રહ્યા છે તેમજ આ સસ્તા ભાવમાં મળ્યા છે આ કપડા ખૂબ જ સારા છે